મને સમાજ વિશે લખવું વધુ ગમે છે સમાજમાં ઘડતી ઘટનાઓ થતા બદલાવો તેમજ તેને અનુસરતા કાર્યક્રમો વિશે જાણવું લોકો સુધી તે અંગે સાચી સમજ પુરવાર કરવી તેમજ સમાજમાં વસતા ઘટકો કઈ રીતે સમાજમાં એક નવું ઉદાહરણ આપી શકે તે અંગે લખવું મને બધું ગમે છે આ સિવાય સ્ત્રી સ્ત્રી શક્તિ સશક્તિકરણ તેમજ તે આને થતાં અનેક મલાઓ થતી અનેક ઘટનાઓ વિશે વાત કરવી તે અંગે મારી સમજ મારી વિચારધારા લોકો સુધી મૂકવી મને ગમે છે